અમારા વિસ્તારમાં રમત ગમત વિભાગ દિવ્યાંગ રમતોને મદદ કરવામાં આવે છે તેઓને તેઓના હાથ પગ તૂટી ગયા હોય કે ના હોય તો પણ તે લોકોને સુવિધા આપવામાં આવે છે કોઈકની આંખો ના હોય દેખાતું ના હોય તેઓને પણ બધી જ રીતે મદદ કરવામાં આવે છે અને તેઓને તેઓને જેવી રીતે તે લોકો રમી શકે તેવી રમતો રમે છે જેમકે દોડ તરણ વૉલીબૉલ જેવી તે લોકો રમી શકે એવી એવી પણ સુવિધા છે તેઓ તેઓને બધી રીતે મદદ છે અને હાલમાં એક મૂવી પણ મૂવી પણ બનાવવામાં આવી છે જેનું નામ છે ચંદુ ચેમ્પિયન તેમાં તે તેઓ આર્મીમાં હોય છે અને તેના હાથ પગના તૂટી ગયા હોય તૂટી ગયા છે તો પણ તે તરણ કરે છે એટલે કે તે તરે છે અને તેને મેડલ પણ મળ્યું છે અને આવી રીતે મૂવી પણ બનાવવામાં આવે છે જેથી જે વિંકલાંગ વિકલાંગ બાળકો હોય તેઓને પ્રોત્સાહન મળે તેઓ પોતાને કમ ના સમજે અને તેઓ આગળ વધી શકે એ માટે તેઓને એવી મૂવી દ્વારા મૂવી દ્વારા પ્રોત્સાહન મળે છે અને તેઓ એવી દોડ છે રમત છે એવી બધામાં જ ભાગ લે અને તે લોકોથી જેટલું થાય એટલું કરી શકે આમ ચંદુ ચેમ્પિયન પોતાના હાથ પગ ના હોવા છતાં તેઓ તરણમાં ન ગયા હોત તો તેઓ મેડલ ના મેળવી શકતે પરંતુ તેઓ ગયા અને તેઓ મેડલ મેળવ્યો આવી રીતે બધા જ વિકલાંગ બાળકો કે કોઈ પણ હોય તેઓને પ્રોત્સાહન મળે તેથી તેઓ આગળ વધે અને આપણા તો હાથ પગ હોવા છતાં આપણે કંઈ આગળ વધતાં નથી તો આપણે તેઓથી પણ શીખવું જોઈએ કે આપણે આગળ વધીએ અને આવા વિકલાંગ બાળકોને વધારે પડતી સુવિધા આપવા પડે અને સરકાર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડે એમ અમારા વિસ્તારમાં પણ બધા પૂરી પાડવા કોશિશ કરે છે અને તેઓ પૂરી પાડે છે અને સારી સુવિધાઓ આપવામાં આવે છે અને તેઓ ભણવામાં આગળ વધે અને એવી રમતો બધામાં જ આગળ વધે એવી બધા કોશિશ કરે છે